ગામમાં જે ઘર બનાવતા હોયને તો હવામાન સંબંધી એટલે કે આપણે જે ઋતુ છે ધારો કે ત્રણ ત્રણે ઋતુની ધ્યાનમાં લઈને એમ ઘર બનાવું જોઈએ એટલે કે આપણે ચોમાસામાં પાણી ન ભરાય જાય તે પ્રમાણે લેવલ રાખીને આપણું જે ઘર બનાવતા હોય ત્યારે તે પ્રમાણેનું લેવલ રાખવું કે પાણી જે છે તે આપણા ઘરમાં ના ભરાય એટલે તે પ્રકારના ધાડ રાખવો જોએ કે પાણી બધું ઘરમાં ન આવે અને બહાર રહે પછી જો પતરાવાળું ઘર બનાવતા હોય તો પતરા બરાબર લગાવવા જેથી શું પાણી ચોમાસા દરમિયાન ગળે નહીં એ ટેરેસવાળું બનાવતા હોય તો ટેરેસ લીક ના થાય તેના માટે જે કંઈ કેમિકલ યુસ થાય એ કેમિકલનો ઉપયોગ કરવો જોઈએ પછી વન્યજીવ સંબધી એટલે કે ધારો કે આ કુતરા દીપડો એવા કોઈ જો ગામમાં આવા વન્યજીવ ફરતા હોય તો તેનાથી સાવચેતી માટે પોતાની કાળજી લેવા માટે શું કરવા પડે કે આજુબાજુ વાડી હોય તો વાડ કરી દેવાની પછી હું ઘરે ના આગળ એક ગેટ રાખવો જોઈએ ગ્રીલવાળો જેથી કુતરાને એવું ના ભરાઈ જાય ને વ્યવસાય એટલે કે આપણો જે તે વ્યવસાય હોય તો એ પ્રમાણે આપણી જે કાંઈ આર્થિક સ્થિતિ હોય એ પ્રમાણે ઘર બનવું જોઈએ ને સભ્યોની ખાસ એટલે કે જો એ છોકરા હોય ભણવાવાળા તો તે લોકોને ભણવા બેસાય તો તે માટે જો સ્ટડી રૂમ બનાવા માટે જો જગ્યા હોય તો એક સ્ટડી માટે રૂમ બનાવવો જોઈએ પછી રસોડાની વાત કરીએ તો રસોડું એક પૂરે પૂરું રસોડું હોય છે જેમાં ગેસ સિલિન્ડરથી લઈને ફ્રિજથી લઈને જે કંઈ જરૂરી સાધનો ઉપકરણો છે તેના માટે જગ્યા હોય સિલિન્ડર મૂકવા માટે બીજા વાસણો મૂકવામાં જે ડબ્બા મૂકવા માટે ગેસ થઈ ગયું દરેક વસ્તુ માટે પૂરે પૂરી જગ્યા હોય અને બે ત્રણ માણસો ઊભા રહીને કામ પણ કરી શકે એટલી જગ્યા રાખવી જોઈએ જો શક્ય હોય તો વાસ્તુ પૂજા પણ કરાવવી જ જોઈએ વાસ્તુ પૂજા જે કંઈ ઘરના બાંધકામ પહેલાં જે કરાવાની હોય છે વાસ્તુ પૂજા અને જે પછી પણ કરે છે જે ઘર બંધાઈ જાય છે પછી તે બંધ તે પૂજા કરાવવી જોઈએ અને ઘર કોઈ યોજનાથી અમે વાકેફ નથી ગામમાં તે કયા પ્રકારના ઘરો જોવા મળે તો આપણા ગામમાં માં વધારે તો શું છે કે પતરાવાળા જ ઘર જોવા મળે છે પહેલાં ન નળિયાવાળા જોવા મળતા ઘણા સમય પહેલાં પછી પતરાવાળા જ જોવા મળે છે અને હવે મોટે ભાગે દસેક ટકા લોકો શું શું છે દસ ટકા જેવા લોકોનું ટેરેસવાળું ઘર છે પાકું મકાન બની ગએલું છે ને બીજા બધાનું પતરાવાળું ઘર જોવા મળે છે અને હમણાં તાજેતરના વર્ષોમાં ઘર કેવી રીતે બદલાયા છે તો બધા ઘર જે પાકા મકાનો બની ગયા છે પહેલાં જે બ્લોકના બનતા હવે પાકા ઈંટના સિમેન્ટથી બની ગએલા છે ને પતરા લાગી ગએલા છે બધા પાકા મકાનો જોવા મળ્યા છે આજુબાજુ દરેકના ઘરે પાકા છે ને ઘણા લોકોના ટેરેસવાળા પાકા ઘરો પણ છે એક બે માળના ઘર જોવા મળે છે